હા બોલો

પનીર કરી છે નાન છે એ તમારે બસો રૂપિયાનો ડબ્બો આવશે પનીર કરીનો અને નાનનાં એકનાં ત્રીસ રૂપિયા છે

ભાઈ હું જાતે પોતાની પ્રોડક છે મારી હું જાતે ગ્રેવી બનાવું છું અને આ આપું છું એટલે મોંઘુ છે મારું અને ગ્રેવીમાં હું ટામેટાં ડુંગળી લસણ કાજુ મગજતરીનાં બી બધું નાખી ને ઓલમોસ્ટ હું ગ્રેવી બનાવું છું નહીં એ તો મને મોંઘુ પડશે અરે એ મને થોડુંક એ છે પણ મને મારી કિંમત પ્રમાણે જ હું આપું છું તમારે લેવાનો ભાવ બોલો મને પોસાશે તો આપીશ નહીં પોસાય હું તો નહીં આપું તમારે અહીંયા જાતે આવવું પડશે લેવા ના અમારે ઝોમેટોનું એલાઉ નથી અમે અમારી તમારી જાતે અહીં આવી અને તમારે જાતે જ લઈ જવું પડશે તમારું

તો થોડો તમને બે પાંચ રૂપિયા ઓછાં કરી આપીશ એવું હશે તો પણ તમારે કેટલી ક્વોન્ટીટી જોઈએ છે કેવા નાન જોઈએ છે તંદુરી કેવી જોઈએ છે ચપાતી કેટલી જોઈએ છે એ બધું મને તમે કહો તો તમે અહીં જાતે આવો નાન ત્રીસ રૂપિયાનું છે ચપાતી પંદર રૂપિયાની છે અને તંદુરી વીસ રૂપિયાની છે એક તો તમારી ઇચ્છા આવો તોય વેલકમ પણ તમે તમે અમારી હોટલ ઉપર એક વાર આવો તમે સબ્જી બધી ચાખી જુઓ તમને અનુકૂળ પડે તો એ પ્રમાણે તમે લઈ લેજો પછી તમે મને પૈસા આપજો